ખેતીમાં મારું ગમતું પાસું તો પશુપાલન ગણી શકાય પશુપાલનમાં મને ગાય ભેંસ સેવા મને બકરી આવા જે ટૂંકમાં દુધાળા પશુઓ ખેતી ખેતરે કામ લાગે આવા પશુઓ અને પોતાનું પશુપાલન વધારે મને મજા આવે છે અને જો તમે જો ખેતી ક્ષેત્રે સાથે સંકળાયેલા હોય તો તેવું જરૂરી નથી કે પણ હોઈ શકે મહત્વ રીતે ગણીએ તો બધાંય પશુપાલન હોય છે લોકો ગાય ભેંસ બળદ એ બધું રાખતાં હોય છે અત્યારે તો બકરીનું ચલણ હોય મીન્સ કે બકરી અત્યારે ઓછી છે પણ ગાય ભેંસ તો હોય જ છે એનાથી થાય એ કે જો તમે ઘરે પશુપાલન કરતા હોય રેડી સાથે તો તમને ઘરનું દૂધ તો મળવાનું છે શુદ્ધ પ્લસ ખે ખાતર જે છાણીયું ખાતર બને ઈ તમે તમારી ખેતીમાં નાખી શકો ખેતી મિન્સ કે જમીનમાં નાખી શકો જેથી જમીનની ફળદ્રુપતા વધે જમીન કુદરતી રીતે ફળદ્રુપ થાય અને ઉત્પાદન વધે અને પછી જંતુનાશક દવા તરીકે ગૌમૂત્ર અથવા મૂત્રનો ગૌમૂત્રનો ઉપયોગ કરી શકો છો એને થોડાક સમય માટે રાખીને જંતુનાશક દવા તરીકે તમે ઉપયોગ કરી શકો ખેતીક્ષેત્રે આવતા જીવાત તો પછી જે ઈયળું કે ઓછે પાકની ઓછા પાકના પ્રશ્નો એવાં બધાંય સામે તે બધી સમસ્યાનો સામનો કરવામાં સરળતા રહે છે અને ખેતીક્ષેત્રે તમે હોય સંકળાયેલા હોય તો તમને કુદરતી વાતાવરણમાં તમે કુદરત સાથે સંવાદ કરી શકો કહેવાનો મતલબ એ છે કે તમે આખો દિવસ કુદરતી વાતાવરણમાં હોય છે જેમ કે ખેતી ક્ષેત્રે હોય એટલે તમારી જમીન કાંઈ શહેરી વિસ્તાર અથવા તો રહેણાંક વિસ્તારમાં તો હોવાની નથી જે બારોબાર હોય છે તો કોકની પાસે ડુંગરાળ વિસ્તારમાં હોય આજુબાજુમાં અને ખેતી ક્ષેત્રે તમારી હોય તમે સંકળાયેલા હોય એટલે ખેતી મોટી હોય આજુબાજુ વાવેતર કરેલું હોય એટલે તમે એકદમ પ્રકૃતિની વચ્ચે તમે રહી શકો છો અને પ્રકૃતિની રહેવા વચ્ચેથી જે આનંદ પ્રાપ્ત થાય તે બીજી કોઈ જગ્યાએથી પ્રાપ્ત થતો નથી તેમાં પાક કઈ રીતે તમે ખેતી સાથે સંકળાયેલા હોય એટલે પાક ઉગા ઉગાડવો જમીનની કાળજી લેવી જમીનની સાથે પશુપાલન કરતા હોય તો પશુઓનીકાળજી લેવી અને તે રીતે તેમાં સંતુલન રાખવું કે કયા સમયે કેટલો પાક લેવો એવું બધુંય અને મારી મને તો અંગત રીતે ખેતી કરવામાં પશુપાલન ને કુદરતી ખેતીમાં વધારે રસ છે પશુપાલનની સાથે કુદરતી ખેતી કરી શકો બહાર ઓર્ગેનિક ખેતી હા કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા નહીં કોઈ પણ પ્રકારનો છંટકાવ નહીં બધુંય કુદરતી ગ ગૌ જંતુનાશક દવાની જગ્યાએ ગૌમૂત્ર રાસાયણિક ખાતરની જગ્યાએ છાણીયું ખાતર અને છાસ છાસ તમે જંતુનાશક દવા તરીકે સરસ ઉપયોગ ગણી શકો ગણી શકો એ પ્લસ તેનું બીજા ઘણાં બધાં ઉપયોગ છે અને તમે ખેતી ક્ષેત્રે સાથે સંકળાયેલા હોય અને એટલે તમને કુદરતી શાંતિ તો મળે જ છે કેમ કે આજુબાજુમાં કોઈ ઘોંઘાટ પ્રદૂષણ એવું કઈ હોતું નથી એકદમ પ્રકૃતિની ગોદમાં તમે જીવન જીવી શકો એવું કહી શકાય મારા મત મુજબ અને મને વધારે તો ખેતી સાથે ખેતી સાથે પશુપાલનનું ગમે છે